ખરેખર વ્યક્તિમાં જો આત્મવિશ્વાસ વધારવો હોય તો રમત ગમત એ એનાં જીવનનું બહુ મહત્ત્વનું પરિબળ છે કારણ કે આત્મસન્માન અને આત્મવિશ્વાસ રમત એ સમર્પણની ભાવના બતાવે છે કે કોઈ હારી ગયો કોઈ જીતી ગયો તો હારમાં પણ એક સમર્પણ છે કે એની મહેનત સારી હતી અને એને એ રમત દ્વારા જે ઉપયોગ એનાં જીવનમાં કરી શકે બરાબર તો આત્મવિશ્વાસ એનો વધે માની લો કે અરુણિમા સિંઘ જે માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યું તો એ પોતે એક પગની તકલીફ હતી તે છતાંય તેનો આત્મવિશ્વાસ એટલો હતો તેને એનાં જે કોચ હતા એને એટલો બધો આત્મવિશ્વાસ આપ્યો હતો કે એ એનો કરી શકે પણ એનું રમત ગમતમાં પણ એના જીવનમાં મહત્ત્વ હતું એ પોતે રમતવીર હતાં દોડવીર હતાં અને એ પછી આ પ્રોબ્લેમ પગનો થયેલો એ છતાં એમણે આ હિમ્મત હાર્યા વગર અડગ મનનાં માનવીને પણ હિમાલય નડતો નથી એવા જે સૂત્ર છે એને ચરિતાર્થ કરી અને એને એનાં જીવનમાં એક યોગ્ય મુકામ જે સામાન્ય વ્યક્તિ પણ ના મેળવી શકે એવું એમણે પ્રાપ્ત કર્યું અને એમણે જીવનમાં રમતગમત સાથે કેળવાયેલું એમનું શરીર હતું તો એમનાં એક પગ બે પગ એક પગ કપાઇ ગયેલો હોવા છતાંય એમણે માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યું જે સામાન્ય માણસો ના કરી શકે તો ખરેખર રમતગમત એ જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ બધી રીતે તમારો આત્મવિશ્વાસ વધારે શારીરિક સૃષ્ટિ આપે તમને બધી રીતે નિરોગી રાખે તમારી ભૂખ વધારે તાકાત વધારે અને તમને બધી રીતે રમતગમત જીવનમાં ખૂબ ઉપયોગી થાય એટલે ખરેખર આપણે કહી શકીએ કે રમતગમતનો જીવનમાં દરેક પાસામાં તમને એ ઉપયોગી થાય છે